પૃથ્વી ઉપર જીવ માત્રને પોતાના રક્ષણ માટે શરીરનું ઠંડીથી ગરમીથી વરસાદથી રક્ષણ કરવાની જરૂર પડતી હોય છે એવા સમયમાં માણસને બુદ્ધિ આવી તો એણે પોતે પોતાના શરીર પર કપડાની વ્યવસ્થા ગોઠવાઈ હવે એ કપડા ક્યાંથી બનાવવા કેવી રીતે બનાવવા ધીમે ધીમે ધીમે માણસનામાં બુદ્ધિ આવી ગુજરાતની અંદર કપાસ નો છોડ થાય છે જેની અંદરથી રૂ લેવામાં આવે છે એ રૂને તકલીથી કાંતીને તાર બનાવવામાં આવે છે ને ત્યાર પછી એને ચરખા ઉપર લઈને સીધી પૂણીમાંથી ગડી બનાવીને એ સારની અંદર પહેલા વણકર લોકો કપડા વણતા હતા જે ખાદીના કપડા કહેવાતા હતા હવે એ ખાદીના કપડા માણસ જ્યારે પહેરતો ત્યારે એને ઠંડીથી ગરમીથી તો રક્ષણ મળતું પણ સાથે સાથે પોતાની જાતનું જેને શીલ રક્ષણ કહેવામાં આવે છે તે પણ એને કવર મળ્યું જેમ જેમ સમય વધ્યો આગળ એમ સિલ્કના કપડા બનાવવાનું ચાલુ કર્યું સિલ્કના કપડા કેવી રીતે બને કે એક કીડો આવે છે કે જે રેશમનો કીડો જેને કહેવામાં આવે છે હકીકતમાં એ કીડો છે કે જેમ કરોળીયો પોતે પોતાની લાળથી જાળી બનાવે છે એમ એક કીડો પણ પોતાની લાળથી એક જાળ બનાવે છે અને એ જાળની અંદર પોતે અંદર સમાઈને પોતાનું આયુષ્ય આગળ ચલાવે છે એ કીડાઓનું અત્યારે રીતસર ઉત્પાદન કરવામાં આવે છે એમનું સંવર્ધન કરવામાં આવે છે ત્યાર પછી તે કીડાઓને એકત્રિત કરી એ કીડાઓને પછી મશીનમાં ગરમ પાણીમાં બોળીને એ તારને જેમાંથી છુટા પાડી લેવામાં આવે છે એમાંથી સિલ્કના કપડા બને છે રેશમી કપડા જેને બનાવવામાં આવે છે અને અત્યારે તો હવે સમય આગળ એવો વધ્યો છે કે ટેલિકોટન નાયલોન અનેક જાતના કપડાઓ બનાવવામાં આવ્યા છે એ કપડાં અલગ અલગ રીતે ફક્ત શરીરના રક્ષણ પૂરતા જ નથી પણ ભારતીય સંસ્કૃતિ મને વિશ્વની બધી સંસ્કૃતિઓની અંદર અલગ અલગ ટાઈમે અલગ અલગ કપડા પહેરવામાં આવે કપડાં અનેક રંગના પણ બનાવવામાં આવે છે એમાં જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થઈ જાય છે તો એ મરણની અંદર અનેક અનેક જાતના કપડાનો ઉપયોગ નથી થતો પણ ત્યાં ફક્તને ફક્ત સફેદ કપડા વાપરે છે ક્યાંક કાળા કપડા વાપરે છે શોકની નિશાનીમાં તો ક્યાંક આછા ભુરા રંગના કપડા વાપરવામાં આવે છે એટલે કપડા ખરેખર તો જોવા જઈએ તો કપડાં જ છે પણ ના કલ્ચર પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ રંગના અલગ અલગ સમયમાં પહેરવામાં આવે જ્યારે આપણે લગ્ન પ્રસંગ આવે તો લગ્ન પ્રસંગની અંદર તો કપડાનું બહુ અલગ જ છે જે છોકરીના લગ્ન થવાના હોય એના માટેના તો બહુ તારે અનેકરંગી ચળકાટવાળા આભલાવાળા કપડાઓ હોય છે અને એની અંદર બહુ ઊંચી ક્વોલિટીના કસબ તાર વાપરેલા હોય છે જે ચળકાટવાળા કપડા હોય છે જે છોકરાના લગ્ન હોય એના પણ કપડા બહુ અલગ જ પ્રકારથી બનાવવામાં આવે છે સિલ્કી કપડા હોય છે બધા અત્યારે સમય પ્રમાણે હવે હવે કચ્છ ભુજની અંદર ત્યાંની કચ્છી સંસ્કૃતિમાં જે કપડા બનાવવામાં આવે છે એકદમ મોટા ખુલ્લા અને ગરમીની અંદર બહુ ગરમ ના લાગે અને ઠંડીમાં બહુ ઠંડુ ના લાગે છતાં પણ કપડું પૂરેપૂરું રક્ષણ કરે શીલનું પણ રક્ષણ કરે એવા કપડાં બનાવવામાં આવે છે હવે આ કપડા બનાવા માટે ભારતની અંદર તો કપાસનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને તેમાંય આપણું ગુજરાત જે છે તેનું સુરત તો કપડાનું હબ છે માન્ચેસ્ટર છે એમ કહીએ તો ચાલે એક સમય હતો કે ગુજરાતની અંદર અમદાવાદ ગુજરાતની અંદર અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું કે જેની અંદર હજારોની સંખ્યામાં કાપડની મિલો હતી હવે સમય પ્રમાણે કાપડની મિલો ઓછી તો થઈ ગઈ છે પણ છતાય હજુ પણ ગુજરાતમાં સૌથી વધારે વધારે કાપડ ઉત્પાદન કરવામાં આવે છે અનેક રંગી કાપડ ઉત્પાદન પણ થાય છે અનેક રંગી કાપડ પહેરવામાં પણ આવે છે અને આ રંગબેરંગી કપડાના ઉત્સવો પણ થાય છે એના અહીંયા વિવિધ કલ્ચર પ્રમાણે મેળાઓ પણ ભરાય છે એમાં હરીફાઈ કરવામાં આવે છે કોનું કાપડ શ્રેષ્ઠ છે એ પણ કરવામાં આવે છે મેં આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર કપડાનું મહત્વ અનેક રીતે છે અને હવે તો ગુજરાતમાંથી કાપડની પેદાશ કરીને વિદેશોમાં મોકલવામાં આવે હવે ખરેખર તો હવે પરિસ્થિતિ એવી છે કે કેટલાક માણસો અમેરિકાથી કોટન કાપડ લઈને આવે છે હકીકત એવી માને છે કે અમેરિકાનું કાપડ હકીકત કાપડ અમદાવાદનું જ હોય છે અમદાવાદમાં જ બનેલું કાપડ આપણે નિકાસ કરીએ છીએ એના ઉપર એ લોકો પોતાનો સિક્કો મારે છે અને આપણે કે મેડ ઈન અમેરિકા હકીકત તો ખોટી છે હકીકત તો મેડ ઈન ગુજરાત છે મેડ ઈન ઈન્ડિયા જ છે અને છતાં પણ આપણે વિદેશી કાપડ પહેરતા હોય એવા અંદર ભાવ પેદા કરે છે ખોટું છે હકીકત તો એ છે કે આપણી પાસે કાપડનું સંશોધન અરે આપણા ગાંધી બાપુ તે પોતાની સાથે વણીને કાપડ બનાવતા હતા અને પોતે વણેલા કાપડના પહેરતા હતા અને છેવટે તો ગાંધી બાપુ એ કપડાનો ત્યાગ કર્યો હતો ફક્ત એક ધોતી પહેરી એક નાની લંગોટી પહેરી અને ઉપર ઠંડીથી રક્ષણ કરવા માટે ચાદર ઓઢી લેતા પણ કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની અંદર જે કાપડ છે કપડા છે તે વિવિધતાથી ભરેલા છે અને ભારતની સંસ્કૃતિ વિશ્વની તમામે તમામ સંસ્કૃતિમાં ગુજરાત એમાંય વળી સુરત અમદાવાદ વડોદરા એવા અનેક સ્થળો છે કે જ્યાં મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે નવસારીની અંદર મીલો છે તે પણ અનેક રીતે કાપડ ઉત્પન્ન કરીને દેશ દુનિયાની અંદર નિકાસ કરે છે કપડા હકીકતમાં તો ઠંડી ગરમી અને મોસમોથી રક્ષણ કરવા માટે છે પણ પછી આપણે એને એક આપણી સંસ્કૃતિમાં ખપાવી દીધું છે કે કપડા વગર માણસ નગ્ન ના રહી શકે કારણ કે હવે કપડું એક વાર પહેર્યા પછી નગ્નતા મંજૂર નથી અને કપડું કહેવામાં આવે છે કે એક નૂર આદમી હજાર નૂર કપડાં આદમીની કિંમત એના કપડાં ઉપરથી પણ થાય છે કોઈ કેવા કપડાં પહેર્યા છે એના ઉપર તેની ખાનદાની છે એનો ધંધો રોજગાર જોવામાં આવે કે આ કોઈક છે બરાબર એટલે કાપડ અને કપડા બહુ અલગ વસ્તુ છે કાપડનું ઉત્પાદન ભારતમાં ગુજરાતમાં થાય છે અને કપડા બનાવવાનું કામ પણ ગુજરાતમાં થાય છે અને કપડા પહેરવામાં વિવિધતા અનેક રંગે દરેક તહેવારનો વારમાં તહેવારમાં બધી જ રીતે ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત છે સંસ્કૃતિ ગુજરાત છે તમારા ગુજરાત જેવું કોઈ રાજ્ય મેં બીજું જોયું નથી કારણ કે હું પેદા ગુજરાતમાં થયો છું અને ગુજરાતની સંસ્કૃતિને સારી રીતે માણી છે જાણી છે અનુભવી છે અને હું ગુજરાતના કપડા માટે ગુજરાતના કાપડ બજારો માટે અનુભવ મારો જે છે તે જ તમને બતાવી રહ્યો છું એથી વિશેષ હું કંઈ બોલી શકું એમ નથી